હું તમારો તમારી સ્કૂલમાંથી વિદાય સમારોહ થયા પછી ટવેલ્થ પછી એન્જીનિયર સાઈન્સ અને એન્જીનિયરીંગ અને સાઈન્સ લેવામાં બહુ કંફ્યૂઝ હતો તો એટલે તમારા સજેશન માટે હું તમને કૉલ કર્યો છે તમે મને કોઈ સજેસ્ટ કરો હું એન્જીનિયરીંગ કરું કે સાઈન્સમાં લઉં

હા હા હમ્મ હમ્મ હમ્ ના એટલે તમે તો જાણો છો કે હું સાઈન્સમાં કમજોર છું તો તો એન્જીનિયરીંગ મારા માટે સારી રહેશે ને

બરાબર બરાબર હા ઓકે ઓકે ઓ એટલે ફરી હું તમ તમારી પાસે મુલાકાત પણ લઈ લઉં તમે મને મળીને બધું સમજાવી દેશો તો મારા માટે બહુ સરસ રહેશે

હમ ના ના ખરેખર ના ના સાચી વાત છે સાચી વાત છે એટલે એકવાર ફરી તમ તમારી મુલાકાત લઈ લઉં અને પછી હું સજેસ્ટ કરજો તમને મને એ સરળ રહેશે સરસ સરસ સારું સારું ઓકે